હલો સ્ટેચુ અમારે સ્ટેચ્યૂ યુનિટી જોવા માટે આવવું હોય તો કયો સમય સારો રેસે અમે જૂનાગઢથી બોલીએ છીએ અને આવવાનું કઈ રીતે અને કયો અમારે રસ્તો લેવાનો

હ નત અમે ના ચાર મેમ્બર વાળી હો હા હા શિયાળામાં

ઓકે અન હા અને ન્યા રેવાની સગવડતા

હ અને હોટલમાં રેવું સારું કે પછી ટેન્ટમાં રેવું સારું

ઓકે

અને બસમાં આવું સારું કે ગાડી લઈને આવું સારું ટૂંકમાં ઓકે ઓકે ત્યાં ફરવાના કેટલા દિવસ થાય ઓકે ઓકે થેન્કયૂ